નમસ્તે હું પાયલબેન વાત કરું છું મેં હમણાં એક કલાક પહેલાં તમારી કેબ ઇન્જસ એજન્સીમાંથી એક કેબ બૂક કરાવી હતી ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે અમારી કેબ ત્રીસ મિનીટમાં જ તમે નોંધાવેલી જગ્યાએ પહોંચી જશે પણ હું તો છેલ્લાં એક કલાકથી અહીં રાહ જોઉં છું પણ તમારી કેબ હજી સુધી અહીંયા આવી નથી અને મારે જે જગ્યાએ પહોંચવાનું હતું ત્યાં મારે તાત્કાલિક પહોંચવું પડે તેવું છે તો તમે મારી આ નોંધાવેલી કેબ રદ કરજો અને મેં જે આ કેબ માટે ઓનલાઇન પૈસા ચૂકવેલા છે તમારી કૅબ એજન્સીમાં જમા રાખજો કારણકે મારે ઘ વારે ઘડીએ કેબ બૂક કરાવવાની થતી જ હોય છે તો હું ફરી જ્યારે આ કેબ બૂક કરાવીશ ત્યારે મારા આ જમા રાખેલા પૈસા તે કેબમાં સમજી લેજો અને આ કેબ રદ કરી દેજો